હા હું જાણું છું શેર બજાર વિષે હા એટલે હાલ જ આપણે જોઈએ થોડા સમય પહેલાં જ કે શેર બજારનું માર્કેટ ઊંચું આવ્યું હતું યુવાનોમાં આપણે વધારે પડતું શેર બજાર માર્કેટનું જ જોવા મળે છે કારણ કે એ બધા થોડા થોડા પૈસા કરીને રોકાણ કરે છે કારણ કે બધાને કરોડપતિ વહેલું બનવું છે એટલે આપણે જોઈએ કે અત્યારે આમ નાના નાના ગામમાંથી આવતા હોય કે પછી નાના શહેરમાંથી કે સિટીમાંથી એ બધા શેર માર્કેટ વિષે આમ મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીઓ પણ વાત કરતા જ હોય છે હા એટલે કેવું કે પૈસા રોકાણથી આમ માર્કેટ જેમ ઊંચું જાય એમ એમ એમને પૈસાનો વધારો થોડો લાગતો હોય પણ અમુકવાર એવું ય થતું હોય કે એને જોખમ પણ ઊભું થાય કારણ કે વધાર પડતા પૈસા રોકી અને શેર ડાઉન જતા રહે તો આપઘાત કરવાની પણ વારી આવે હવડે જ આપણે પેપરમાં જોયું હતું કે એક ભાઈ એ ગળે ફાંસો ખાઈને મરી ગયા કારણ કે એમના શેર અજબોના હતા ને એમને નુકસાન ગયું મતલબમાં એટલે પછી મરવાની પૂરેપૂરી તૈયારી કરીને મરી ગયા હા ઓકે